જ્યારે અમારા ગામમાં રમત ગમત ચાલતી હોય ને તેનું ઉલ્લંઘન કરે કાં તો આચારસંહિતાનું પાલન ન કરે તો ત્યારે અમે બહુ ઘણા સમયથી આ પ્રોબ્લમ ચાલતી આવેલી હતી ગામમાં તો ત્યારે એમ વિચારવામાં આવેલું કે આના માટે આપણે શું કરીએ કે જેનાં લીધે માણસો આવું વસ્તુ ના કરે તો આપણે તેના માટે એક ગામમાં એક મીટિંગ ભરવામાં આવી ને ગામમાં બધાએ પોતપોતાનાં રજૂઆત મૂકી કે કોઈ કહે જે પાલન નહીં કરે તેને આપણે ડિસકોલિફાય કરવાનો કોઈ કહે જે પાલન નહીં કરે એને આપણે એક વાર માફ કરવાનું કોઈ કહે કે પાલન નહીં કરે એને આપણે કોઈ બીજી વાર રમાડવાનું જ નહીં કે બીજું કોઇ એક જણે તો અલગ જ મૂકેલું કે જે આપણા રુલ્સના પાલન ન કરે એને સજા પણ આપવાની કે ત્રણ વરસ સુધી તું બેન્ડ ને કંઈ જ માં નહીં રમાય તારાથી એમ તેમ બધું ને બધું બહુ ચાલતું હતું ત્યારબાદ એમાં અમે ડિસાઇડ કર્યું કે કંઈપણ સ્પર્ધામાં રમતગમતમાં ઉલ્લંઘન કરે અથવા સંહિતાનું પાલન ન કરે આચારસંહિતાનું પાલન ન કરે તો વડીલો દ્વારા અને અમારા છોકરાઓ દ્વારા થોડુંક બોલવામાં આવ્યું અને એમાં થોડુંક ડિસાઇડ થયું કે થોડાક સમય સુધી એને બેન કરી દેવામાં આવે જો વધારે પ્રોબ્લેમ ક્રિએટ કરે તો અને વધારે પ્રોબ્લેમ ક્રિએટ ના કરે તો આપણે એને એક ગેમ માટે ડિસ્કોલીફાય કરી શકીએ છીએ અને આ જો ઉલ્લંઘન ઘણા પ્રકારનું કરે તો એને આપણે કાયમ માટે પણ બેન કરી શકીએ છીએ હવે એ આપણાં પર ડિપેન્ડ છે એ કયા પ્રકારનું ઉલ્લંઘન કરે સહિત આચાર સંહિતાનું પાલન ન કરે અને વધારે જો પ્રોબ્લેમ ઉભી થઈ તો એ માણસને થોડાક સમય સુધી એક વરસ માટે બે વરસ માટે છ મહિના માટે કે એવું કંઈ બેન કરવામાં આવે એવું વડીલો દ્વારા અને યુવાનો દ્વારા પ્લાનિંગ કરવામાં આવ્યું અને બધાના મત મુજબ થોડા ઘણા સમય બાદ બધાના મત મુજબ એમાં કહેવામાં આવ્યું અને ડિસાઇડ કરવામાં આવ્યું કે એક ભૂલ હોય તો માફ કરવામાં આવે અને ધીમે ધીમે એ પાલન ન કરે તો એને પછી બીજી ભૂલ થાય ત્યારે એને બેન્ડ જ કરી દેવામાં આવે અને અમારામાં એક વિકાસભાઈ અને નિર્મલભાઈ હતા એ વિકાસભાઈએ એમ દાવ મૂક્યો કે વિકાસભાઈએ એમ દાવ મૂક્યો કે આપણે કોઈ બી માણસ રમત ગમતમાં ઉલ્લંઘન કરે તો એ માણસને આપણે એક ભૂલ માફ કરીને બીજી ભૂલ થાય તો બીજી ભૂલે એને બેન્ડ કરી દેવામાં આવે એક વરસ માટે તો બધાએ જ કીધું કે હા આપણે આ વસ્તુ રાખીએ નિર્મલભાઈ બી એવું જ બોલ્યા બધાનું લખાણ કરાવી લીધું અને ગામનાં બધાં મળીને આ વસ્તુ અમે વિચાર્યું કે આ રીતનું કરવામાં આવશે